હા કેટલા દિવસની રજા જોઈએ એવું છેકે હમણા પરીક્ષાઓ વડી આવી રહી છે તમે સાત દિવસની રજા લેશો તો પછી કેમ પરીક્ષામાં એને પ્રોબ્લેમ થશે જ એવુ નથી તમે તમારા છોકરાનું જો લેસન હોતું નથી થોડુંક ભણવામાં ય થોડોક નબળો પડે છે અને તમે સાત દિવસની રજા લેશો તો એનો જે કોર્સ છૂટી જશે અને એનુ પછી કેમ તૈયારી કરાવાની વાત બધી સાચી પણ હમણાં પરીક્ષા ઓરી આવી રહી છે અને એના માટે હું ના પાડું છું બાકી તો તમારા છોકરાનું ભવિષ્ય ઉપર છે પરીક્ષામાં સારા માર્કસ આવશે તો કોક સ્કૂલવાળા ધ્યાન દેશે એનામાં એકસ્ટ્રા ક્લાસીસમાં એવું થાય જો ચાર પાંચ બાળકો હોય તો એકસ્ટ્રા ક્લાસીસ કરાવે એક છોકરા માટે એકસ્ટ્રા ક્લાસીસ કોણ આવે કાઇ વાંધો નહીં સાત દિવસથી વધારે લેટ નહીં થાય ને પછી જો તમારી જવાબદારી છે ભઈ કારણકે પરીક્ષા વળી આવી રહી છે તો ફરજ આપી દઉ અત્યારે હા તે કાઇ વાંધો નહીં સાત દિવસ પછી મોકલી દેજો હા નોટિસ એની હારે જ્યારે આવે તેની હારે મને મોકલાવી દેજો ઓકે હા તો વાલીની સહી તો જોઈશે